ગુજરાતની કળા અને હસ્તકળા સાથે પ્રાકૃતિક રંગો અરે વાહ શું કામ થાય એમાં તો મઝા આવી જાય ગુજરાતના લોકો મશીનરી ઉપયોગ ઓછો કરે છે અને હાથ વણાટથી હાથનો ઉપયોગ કરીને ઘણી એવી વસ્તુઓ બનાવે છે જે ખૂબ જ રમણીય હોય છે જેને જોવી અને એની મજા માણવી કંઈક અલગ જ વસ્તુ છે તમને લઈ જાઉં કચ્છ તરફ તો કચ્છની અંદર આપણે કચ્છી ભરત ખૂબ વખણાય છે ઓલ ઓવર ઈન્ડિયાની અંદર આ વસ્તુ ખૂબ જ વખણાય છે એ ભરત કામ હાથથી જ્યારે મારી કચ્છની બહેનો કરતી હોય ત્યારે તેને જોવાનો પણ એક અનેરો મજા છે અનેરો લ્હાવો છે તમને ખબર પણ ન પડે હાથનો ઉપયોગ કરીને એ લોકો સોયાની મદદથી ભરતકામ ખૂબ સરસ રીતે કરે છે અને કચ્છી ભરત તો અત્યારે એમના જેવું જે કામ થાય છે તે મશીનરીનું કામ તો કોઈ મશીનરી જેવું જ કામ કદાચ એનાથી પણ એક સ્ટેપ વધારે કે મશીન તો છે એટલે એકસરખું તમને ડિઝાઇન દેખાશે કે આના પછી આ બેઠું બી બીબું દેખાશે પણ જે ભરતકામ કચ્છી મહિલાઓ દ્વારા અથવા તો અમારી સૌરાષ્ટ્રની જે બીજી બેનો દ્વારા થયું હોય તે ખરેખર ખૂબ જ વખાણવાલાયક છે જે હાથથી કરેલું હોય છે છતાં પણ તમે એક એનો ટુકડો જોશો અને એ જ ટુકળા પર એ જ પ્રકારનું બીજું જોશો ભરતકામ તો તમે એ બે વચ્ચે કોઈ ભેદ કાઢી શકસો નહીં અહીંયાં એમના જે ટાંકા લીધા છે તે પણ એટલા ચોકસાઈથી અને પરફેક્ટ રીતે માપથી લીધા હોય છે કે જેમાં આમથી તેમ જરા આપણને અને ખૂબ સારી રીતે અને ખૂબ જ સારા સુંદર કલરનો ઉપયોગ કરીને તેઓ આ ભરતકામ કરતા હોય છે બીજી એક કળા છે બાંધણી બાંધણી કામ તમે જોયું હોય તો એની અંદર પણ શું કરવામાં આવે છે તમને ખૂબ પાયાગત માહિતી તમને હું આપું તો બેઝિકલી આ વસ્તુની અંદર શું કરવામાં આવે છે કે આપણે કોઈક વસ્તુ નાનો એક ડૂચો કરીને આપણે એ કાગળની અંદર એને કાપડની અંદર એ કાગળનો ડૂચો હોય તો આપણે એને બાંધી દઈએ અને પછી એની ગોળીઓ બનાવીને એને દોરાથી બાંધી દઈએ અને એ આ કાપડને જ્યારે એક જગ્યા નહીં પણ એવા અલગ અલગ અલગ જગ્યા પર આપણે આવી રીતે દોરાથી એમને બાંધેલું હોય અને ત્યાર પછી કોઈક કલરિંગ કાપડની કલરિંગ પાણી ભરેલી ડોલની અંદર એ કાપડને નાખવામાં આવે છે અને ત્યાર પછી એ કાપડ આપણે બહાર કાઢીએ થોડો ટાઈમ સુકવવા દઈએ અને ત્યાર પછી એ દોરાને આપણે તોડી નાખીએ તો ખૂબ જ સરસ એવી બાંધણીની ડિઝાઇન એમાં થઈ જાય છે એટલે આ રીતે બાંધણીનું કામ પણ છે અને અમારા સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ આવી રીતે દોરા વડે પણ દોરા વડે બાંધીને પણ અમુક ડિઝાઇન કરવામાં આવે છે ઓઢણી પર સાડીઓ પર સાડીઓના પલ્લું પર પણ એટલે કે પાલો ઉપર પણ આ કામ કરવામાં આવે છે જેમાં દોરાઓને એક મેક સાથે બાંધીને નવી નવી ડિઝાઇન બનાવવામાં આવે છે અને જેને કારણે એ દોરાની ગાંઠ એવી રીતે એક ડિઝાઇનની અંદર કરવામાં આવે છે જેથી સુંદર ડિઝાઇન તૈયાર થાય અને એ જે સાડી અથવા દુપટ્ટા હોય તેનો લૂક જ કંઈ બદલાઈ જાય છે જેને કારણે આ બાંધણીની અંદર પણ આ દોરા વર્ક કરવામાં આવે છે દોરા બાંધીને અને જેને કારણે તમે કોઈ પ્રસંગમાં આ પહેરશો તો એ ખૂબ જ સરસ લાગશે અને તમારો કઈ ગેટઅપ જ અલગ લાગશે જેને કારણે તમે એટલા પ્રિટી સુંદર લાગશો કે દસ જણા તમને પૂછશે અરે વાહ આ ક્યાંથી લાવી અને આવું કામ તો અમારા ગુજરાતની અંદર અને સુરતની અંદર કતાર ગામ અને વરાછાના એ એરિયામાં બહેનો ઘરે ઘરે કરતી હોય છે અને એમને માટે તો આ કામ ખૂબ જ સરળ છે તમે ઈચ્છો તો તમે પણ આ કામ શીખી શકો છો સાથે સાથે એવું એક બીજું પણ કામ છે છાપકામ જે તમે તમારા બ્લાઉઝ સાથે ડ્રેસ હોય કંઈક ગાઉન હોય એના પર છાપકામ કરાવીને ત્યાર બાદ એ છાપણીનું એક બીબું આવે લાકડાથી બનાવેલું હોય અથવા પીવીસી પ્લાસ્ટિકમાંથી પણ બનાવેલું હોય તો એ બીબું એક ચોક્કસ જાતના કેમિકલ માં રસાયણમાં બોળવામાં આવે ને ત્યાર બાદ એનું છાપકામ જે તે કાપડ પર કરવામાં આવે છે અને એ કાપડ પરના એ કામને પછી દોરાના ગૂંથણ દ્વારા અથવા તો એક્રેલિક કલરથી પણ તમે એને યોગ્ય આકાર આપીને સુંદર અને આહલાદક બનાવી શકો છો જે જોવામાં તો ખૂબ સુંદર લાગે જ છે પણ સાથે સાથે તમે જ્યારે એ કાપળમાંથી કોઈક વસ્તુ બનાવીને તમે પહેરો ત્યારે એ કંઈક અલગ જ નિખાર તમને આપે છે એટલે આ થઈ વાત ગુજરાતની અમારી હસ્તકળા જે પ્રાકૃતિક રંગો આજકાલ જે કેમિકલના રંગો આવે છે તે નહીં પણ જે પણ પ્રાકૃતિક કલર છે તેનો ઉપયોગ કરીને હસ્તકળા કરવામાં આવે છે સાથે હાથ વણાટનું પણ આ કાર્ય જે કરવામાં આવે છે તે ખૂબ જ સુંદર અને સરસ છે જે જોવામાં તો મજા આવે જ છે પણ જ્યારે તમે એ પહેરો અને તમારા વખાણ કોઈ કરે ત્યારે જે મજા આવે છે ને તે ખરેખર ખૂબ જ મજા આવી જાય તેવું હોય છે